હલ્લો વરાછા પોલીસ સ્ટેશન હા નમસ્તે સર હા હું પિયુષ ભાઈ બોલું છું સાહેબ અને આપણે અહીં મિનિબજારમાં જ રહું છું પીએમસી સ્કૂલની બાજુમાં હવે સાહેબ એમાં બન્યું એવું કે આજે સવારે હું ગયો હું હીરાનું કામ કરુ છુ રફ લે વેચનું હા હા સાહેબ હા ભલે ભલે સાહેબ હવે આમાં છેને મારું એક રફનું નાનું પેકેટ હતું પચીસ ગ્રામનું એ મારી ગાડીની ડેકી માંથી ગુમ થઈ ગયેલું છુ એક્ટિવાની હુ આપણે મિનિબજારથી જે વરાછાવાળો રોડ છે ને હા બસ ત્યાં આવતો હતો ને આ ત્યાં બસ ત્યાં હું માવો ખાવા ઊભો રહ્યો ત્યા કોર્નર પર દુકાન છેને પાનની બસ જેવી મેં ગાડી મૂકી ને લગભગ પાંચેક મિનિટ દુકાને ઊભો રહ્યો ને આવીને જોયુ તો મેં જરીક ડીકી ખોલી અને જોયું તો એમાં એક પેકેટ નહોતું રફનું નહીં એમ તો મેં કાલે કાલની હતી પણ એમ જ પડી રહેલું મારું પેકેટ હવે એવું તો મને કયાય બહુ ખ્યાલ નથી સાહેબ હા મોબાઈલ નંબર આ ગાડી નંબર છે જી જે ફાઇવ એ ડી એડી સાંઠ ત્રેવીસ એક્ટિવા છે હા હા હા લગભગ કિંમત સાહેબ એની છેને સાડા બાર લાખ જેવી હશે સાડા બાર લાખ જેટલી હા હં હા હા ભલે ભલે સર

ભલે ભલે સાહેબ ચોક્કસ ચોક્કસ આભાર સાહેબ હા હા હા હા જય હિન્દ